હલો હા કોણ હા હું કવિતાબેન ડૉક્ટર બોલું છું બોલો હં શું ખાધું હશે અચ્છા તમને કોઈ વસ્તુની એલર્જી ખરી હા તો મેડમ તમે ભૂખ્યાં હતાં અને અચાનક તમે રાતે જમ્યાં ને એનાં લીધે તમને એસિડિટીની પ્રૉબ્લેમ થઇ છે તમને એવું પહેલાં પણ ક્યારેય થયું છે અચ્છા પેટમાં કંઈ ઉપર દુઃખાવો થાય છે કે વચ્ચો વચ્ચ દુઃખાવો થાય હા તો મેડમ એ તમને ઍસિડિટીની પ્રૉબ્લેમ થઇ છે બરાબર છે તો તમે અત્યારે કંઈ જમ્યાં છો અત્યારે તમે કંઈ જમ્યાં છો રાતે જમ્યાં હતા એના પછી

ના ના ઈનો ના પીતા ઈનો તમને વધારે નુકસાન કરશે તમારું અત્યારે ઍસિડિટીના લીધે પેટ દુઃખે છે ને તો ઈનો બસ નામનો જ કહેવાય છે કે જે સારું છે એટલે તમે ઈનો ના પીતા અને જે દેશી ઈલાજ છે એ તમને કરવાની છૂટ છે ને જો હજી વધારે દુઃખતું હોય તો તમે એક કામ કરજો મારા ક્લિનિક આવી જજો તો શું પ્રૉબ્લેમ છે એ આપણે જોઈ લઇશું હા તો મારુંક્લિનિક છે ને હૉસ્પિટલ રોડ ઉપર જ છે તમે ત્યાં આવી જજો અને મને ફોન કરજો હું તમને અડ્રેસ મોકલી દઈશ લોકેશન તો તમે અહિંયા પહોંચી શકશો નજીક જ છે હૉસ્પિટલ રોડની સામે જ છે ના ના કશો વાંધો નહીં તમે ઠંડુ પાણી અને એવું પીતા રહેજો અને ગ્લુકોઝ ઘરે પડ્યું હોય ને તો એક બે વખત ગ્લુકોઝે પી લેજો તો એનાથી તમને શાંતિ મળશે અને ટાઇમ મળે ત્યારે તમે ક્લિનિક આવી જજો ખાવાનું અત્યારે તમે જે હલકું ફૂલકું જે ખોરાક હોય ને એ જ ખાવાનું ભારે કે તળેલું કે મરચાંવાળું ગરમ મસાલાવાળું એવું કશું જ ખાવાનું નહીં અત્યારે દાળ ભાત છે ખીચડી છે આવું ખાવાનું રાખો અત્યારે જ્યાં સુધી પેટમાં દુઃખે છે ત્યાં સુધી કોઈ ભારે વસ્તુ ખાવાની નહીં ચા દિવસમાં તમે એક વખત કે બે વખત જ પીજો એનાથી વધારે નહીં નહીં તો ચાથી પણ ઘણી વખત ઍસિડિટી થઇ જતી હોય છે બેન પેટમાં દુઃખશે ત્યાં સુધી તમે ચા પીશો તો વધારે તકલીફ કરશે એટલે તમે સહેજ પીતાં હોય તો એક વખત તમે પી શકો છો બાકી વધારે તમને નુકસાન કરશે અત્યારે આમ પણ પેટમાં તમને દુઃખે છે અને બીજું કંઈ હોય તો તમે કહો બીજી કોઈપણ પ્રોબ્લેમ થતી હોય પેટ ના દુઃખાવા સિવાય તો હું તમને કહી શકું હાથ કઈ જગ્યાએ દુઃખે છે કોઈ વજનવાળી વસ્તુ ઉપાડી છે અ વજનવાળી વસ્તુ એટલે ક્યાંક આમ ભટકાયાં છો કે એવું કંઈ છે ક્યાંકથી પડી ગયાં છો હા તો એના લીધે કદાચ દુખતું હશે તમે રાહ જુઓ મૂવ કે એવું કોઈ સ્પ્રે હોય ને તો થોડીવાર લગાવો નહીં તો ગરમ જે વસ્તુ હોય ને એનો શેક કરો અહિંયા મટી જશે એ બેબી તમારો ત્યાં ખભા ઉપર સૂતો હશે ને એનાથી લોહી જામ થઇ ગયું હશે